હા અમે રેલગાડીનું વર્ણન જરૂરથી કરી શકીએ કારણકે અમે નવો તેમજ જૂનો બંને એ જ પ્રમાણે યુગ જોયેલો છે એટલે અમે રેલગાડીમાં જ્યારે ટીમ એન્જિનો હતા ત્યારથી અમે એમાં મુસાફરી કરીએ છીએ ખાસ કરીને અમારું રહેણાંક ગામડાનું હોય અમારા ભણતર માટે આપ એન્ડ ડાઉન કરવાનું હોય જેથી અમે રેલગાડી સાથે વર્ષોથી આ સંકળાયેલા છીએ જ્યારે રેલગાડીમાં જે સ્ટીમ એન્જિન ચાલતા ત્યારે ત્યારથી અમે એના એન્જિન ઘોંઘાટ એ બધું અસ્તવ્યસ્ત વિશે એટલા બધા માહિતગાર છીએ અને ગામથી એકગામથી બીજા ગામ એટલે ખાસ કરીને અમારું પોતાનું ગામ ચોખી સોરઠ ત્યાંથી અપડાઉન કરીને વડાલ તેમજ જુનાગઢ આગળના અભ્યાસ માટે અપડાઉન કરતા હોઈએ એટલે રેલગાડીમાં તો કાયમ માટે અમે એનો સિજન પાસ કાઢવી અને અપડાઉન કરતા હોઈએ એટલે અમને રેલગાડીના જે પેલા અવાજો હોય છે એનાથી ખૂબ જ વાકેફ હોઈએ છીએ અમને રેલગાડી એમકે અમુક અંતર હોય ત્યારે અમને ખબર પડી જતી હોય છે કે હવે ગાડી આવવાનો સમય થઈ ગયો છે તો ઘરેથી અમે તાત્કાલિક નીકળી અને અમે ત્યાં આગળ પહોંચી જતાં હોઈએ છીએ તેના ઘોંઘાટ એન્જિનના પછી બેઠકોની બર્થ છે એમ ખાસ કરીને જે તે વખતે તો બર્થનો કોઈ પ્રશ્ન રહેતો નહોતો કારણ કે સેકન્ડ ક્લાસ અને ફસ્ટ ક્લાસ જેવા ઓછા એમ કે પેલા વર્ગના હતા પણ હતું જ્યારે એક આવો યુગ આવ્યો છે જ્યારે અત્યારે રેલવેનો અને એની અંદર જે વ્યવસ્થા છે તેની સાથે પણ અમે જોડાયેલા છીએ અને અવારનવાર અમે પ્રવાસ ને ટૂરનું આયોજન કરતાં હોઈએ છીએ જેથી કરીને અમને રેલગાડી સૌથી સલામત સવારી અમને જણાય છે અને લાંબા અંતર માટે ખાસ કરીને એમકે જૂનાગઢથી અમે હરદ્વાર જવાનું થતું હોય અથવા હૈદરાબાદ કે બેંગલોર જવાનું થતું હોય તો રેલગાડીમાં જે બર્થ અને જે વ્યવસ્થા હોય છે તેના સાથે અમે ઘણી મુસાફરીઓ કરેલી છે જેથી રેલગાડી માટે અમારે કોઈ પ્રશ્ન જ નથી રહેતો અને રેલગાડી સાથે એટલા બધા અમે લગાવ છે અને એની સાથે અમે જોડાયેલા છીએ